જીવનમાં રમતગમત કેમ મહત્ત્વપૂર્ણ છે કેમ કે એ મહત્ત્વપૂર્ણ છે સાચેમાં મને વિશ્વાસ મારા પર વિશ્વાસ કરો કેમ કે આમ રમતગમત એક એવી વસ્તુ છે જે તમને તમારું બાળપણ યાદ દેવડાવે નાનપણમાં તમે ભમરડો રમતા હોય ખો ખો રમતા હોય કબડ્ડી રમતા હોય પછી કે ગલ્લી ક્રિકેટ રમતા હોય આ બધી ગેમ ને તમે ત્યારે પાછા રમો ત્યારે એક એજ પછી રમો તો પણ એ જે મજા આવે છે સ્ફૂર્તિલા તમે એ રમીને જે બાળપણમાં જેમ તમે ગેમ રમો ત્યારે કેમ તમે જલ્દી બીમાર નથી પડતા કેમ કે તમારું શરીર વળતું હોય છે એ બાબતે તો રમતાં રમતાં તમને એ ભાનમાં નથી રહેતા કે મારે શું કરવાનું છે કે અત્યારે આ ટેન્શન છે એવું કાંઈ નથી હોતું તમે તણાવમાં નથી રહેતા એટલે રમતી વખતે તમારું ફોકસ માત્ર રમવા ઉપર જ હોય છે અને એ રમતી વખતે તમને માનસિક તણાવ નથી આવતા તો એક એ પોઈન્ટ છે કે જીવનમાં રમતગમતનું મહત્ત્વ ખૂબ જ છે અને રમતી વખતે રમીએ છીએ એ તો ઠીક છે આ આપડા શરીર માટે તો સારું જ છે પણ સાથે સાથે જ આમાં એક ભારતની એક માતૃપ્રેમ આવી જાયને ભારતીય પ્રેમ આવી જાયને તો એમાં આખા વિશ્વને આખા વિશ્વને ભારતને બધાને ભારતના વિશે ગેમ વિશે આપણું નામ રોશન કરવાની એક તક છે જો તમે એને ધ્યાનથી સમજો તો ભારત માટે રમવું તો ખૂબ જ જરૂરી છે જો નાનપણથી રમતા આવ્યા હોયને આપણે પછી એક સમય એવો આવે જ્યારે ખબર છે ક્રિકેટ રમવું ખૂબ ગમે છે તો ક્રિકેટ રમતાં રમતાં પછી પૈસાની જરૂર પડે છે અને પૈસાની જરૂર પડતાં પડતાં આપડે કંઈક ફિલ્ડ ચેન્જ કરી નાખીએ છીએ કંઈક પૈસાના પાછળ ભાગીએ છીએ ક્રિકેટની છોડીને પછી આપણે તરત કંઈક ધંધામા વહ્યા જઈએ છે કોઈ પણ ધંધો હોય પણ એની સાથે જો એનું એ જ આપણે ગેમ રમતાં રહીએ અને જો ટક્યા રહીએ હા સ્ટાર્ટિંગમાં થોડુંક તમને ફેસ કરવું પડે પણ એ ફેસ કર્યા પછી જે મજા છે જે ભારત માટે રમવાની જે મજા છે એ મજાનો લાભ જ કંઈક અલગ છે એ રમીને જે મજા આવે છે એ વર્ડમાં કહેવા અમાન્ય છે એ તમને હું અત્યારે નહીં કહી શકું પણ એ ફીલિંગ થવું એ ખૂબ જ જાણે તમે સ્વર્ગમાં આવી ગયા છો એવું એવું તમને લાગશે એટલે ભારત માટે રમવું તો એક તક છે જે તમારે છોડવી ન જોઈએ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે